ભારતમાં ઘણા બધ ઘણી બધી નૃત્ય શૈલી છે ભારતનાં જેટલાં રાજ્યો છે એ બધાં રાજ્યો પ્રમાણે અલગ અલગ નૃત્ય શૈલી માટે પ્રચલિત છે જેમ કે ભારતમાં ગરબા ભાંગડા ભરતનાટ્યમ્ કથ્થક બીહુ કથકલી કુચીપુડી વગેરે જેવા ડાન્સ નૃત્ય શૈલી ભારતની પ્રચલિત છે અને આ બધી પ્રચલિત નૃત્યશૈલી તેમનાં રાજ્ય પ્રમાણે એમને રાજ રાજ્યની નૃત્ય શૈલી પ્રમાણે એ રીપ્રેઝન્ટ કરે છે અને જેમ કે ભારતની જાણીતી હિરોઈન હેમામાલીની ભરતનાટ્યમમાં નિપૂણ થયેલ છે એવા ઘણાબધા કલાકારો છે જે અલગ અલગ નૃત્ય શૈલીમાં નિપૂણ છે